મારી પ્રિય રમત તો વ્યક્તિને જીવનની અંદર શારીરિક શિક્ષણનું ખૂબ મહત્ત્વ છે સાથે સાથે બાળકને વિવિધ પ્રકારની રમતોનું બી ખ્યાલ હોવો જોઈએ જેમકે બાળકનું સારું નિર્માણ એ શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે જ નિર્ભર છે જેથી કરીને બાળકની અંદર વિવિધ પ્રકારની શક્તિઓ ઉત્પન્ન થાય છે અને બાળકની અંદર કેવા પ્રકારના આપણે ડીસીજન લેવાના છે જે દરેક રમતની અંદર બાળકને ખ્યાલ આવે છે કે આપણે કઈ રમત સાથે આપણે કઈ રીતે જોડાએલા છે વિવિધ પ્રકારની રમતોની અંદર તો આપણે જોઈએ તો બાસ્કેટબોલ વોલીબોલ ફૂટબોલ સાઈકલિંગ બેડમિન્ટન પણ બાળકોના સારા નિર્માણ માટે આપણે કોઈ બી રમત સાથે સંકળાઈ રહીએ છે જો બાળકની અંદર સારી તંદુરસ્તી અને એના શરીરનો સારો વિકાસ કરવો હોય તો આપણે બાળકને જિમ્નાસ્ટીકસ કરાવવું જોઈએ સ્વિમિંગ કરાવવું જોઈએ રનિંગ કરાવવું જોઈએ જેથી કરીને બાળકને શારીરિક સારો એવો વિકાસ થશે ને બાળકના હેલ્થ માટે ખૂબ જરૂરી છે બાળકને આપે યોગાસન એ આજના યુગની અંદર બાળકને શારીરિક અને માનસિક માટે ખૂબ જરૂરી છે જેની અંદર બાળકને યોગાસન કરવાથી ધ્યાનની પ્રાપ્તિ થાય છે જેના કારણે બાળકને ભણવામાં ધ્યાન કેન્દ્રિત થાય છે અને સારા સારા એવા બાળકને વિચાર આવે છે એ જ રીતે આપણે યુવા વ્યવસ્થાની અંદર બી વ્યક્તિએ રોજ દિવસમાં તીસથી પિસ્તાલીસ મિનિટ સુધીને આપણે વિવિધ પ્રકારના વ્યાયામો કરવા જોઈએ જેની અંદર તમે સાયકલિંગ કરી શકો છો સ્વિમિંગ કરી શકો છો જોગિંગ કરી શકો છો વોકિંગ કરી શકો છો પાવરવોક કરી શકો છો જેથી કરીને વ્યક્તિને શરીરની અંદર ઉર્જા ઉત્પન્ન થાય અને શરીર નીરોગી બને છે જે ખેલાડી વ્યક્તિ પોતાના જીવનની અંદર ખૂબ જ સારી રીતે આગળ વધી જાય છે અને એ દેશને સારો અને તંદુરસ્ત યુવા બી મળે છે જે સમાજના વિવિધ પ્રકારના ક્ષેત્રની અંદર આપણને ઉપયોગમાં આવે છે